મજા બોલો બોલો લલિતભાઈ શાંતિ શાંતિ હોં વાડીમાં અત્યારે કપાસ વાવ્યો છે એરંડા વાવવાની તૈયારીમાં છીએ હવે હા એરંડા બાકી છે આખરે મોડું વાવેતર થશે આમાં શું થશે હા હા

એ વાતે સાચી પણ અમારે એરંડા કીધું અલગ આખરે વાવવા છે પછી શું અમુક વખત ફાલ બાલ ઓછો આવતો હોય એવું જોવા મળે એટલે આ સાઈડ બધું વાવવાનું રાખ્યું હતું તમારે કેવી કપાસમાં ઈયળો બિયળો કેવી લાગી

હા હા કેટલાં તમે પાઉચ છાંટો દવાનાં એવું છે એમ

તમારે તો કપાસ તો ઊંચાઈ ઝાઝી આવતી હશે ને બીજું આમાં કંઈ મગફળીનું વાવેતર થાય એરંડાનું થાય અમુક વખત તલ બલ આવે એવું બધું વાવેતર થતું હોય છે નાનું મોટું અમારે તો અત્યારે કપાસ વાવ્યો અને મગફળી વાવવાનો વિચાર છે

એવું છે એમ ને તમે દવા ક્યાંથી વાપરો છો અત્યારે હાલમાં એવું છે એમ ને અમારે થોડાક દી પહેલાં એ આવ્યા તા એ ભેગડોમાંથી મિટિંગ કરી હતી નાની મોટી દવાઓ કારણકે માથે ઘણું ઘણું સમજાવતા હતા આમાં આ નખાય ને આમાં આ નખાય ને પેલી નખાય ને

હા એ વાત છે હા હા હા હા ઓકે એ ભલે ભલે ભાઈ એ ભલે ભલે વાંધો નહીં